બ્રાંડ હબ સુરક્ષામાંથી કાર્તિકભઇ બોલો છો કાર્તિકભાઈ પાંચ દિવસ પહેલા હું તમારી પાસેથી એક કપડાંની જોડી લઈ ગયો હતો એ કપડાંની જોડી ખૂબ જ ખરાબ નીકળી છે કારણકે એનું મટીરિયલ પણ ખૂબ જ ખરાબ છે એક તો અંદર એને ક્લિપ અને ચેઇનમાં પણ પ્રૉબ્લેમ છે ચેઇન બરાબર વસાતી નથી અને બીજું કે એ કપડા મેં એક વખત પહેરેલાં પહેરેલાં ત્યારબાદ ધોવા આપેલાં ધોવા આપેલાં તો ખૂબ જ કલર એમાંથી જાય છે કાર્તિકભઈ તો આ તમે આપેલી કપડાંની જોડી ખૂબ જ ખરાબ નીકળી છે ઘણુ બધું ખરાબ મટીરિયલ છે અને એની સિલાઇ પણ ઘણી વીક છે ઘણી ખરાબ છે એક બે વખત જો હું એ કપડાં પહેરીશ તો એ કપડાંની સિલાઈ પણ ઉતરી જશે તો કાર્તિકભઈ પ્લીઝ મને આ જોડી કપડાંની જોડી જે મેં આપની પાસેથી ખરીદેલી છે એ બદલાવી બદલાવી આપવા વિનંતી તો હું એ કપડાંની જોડી આજે જ હું તમારી દુકાને પરત આપવા માટે આવું છું